ચા કોફી મિલ્ક શેક સમોસા ગાંઠિયા ફાફડા પાપડી ખમણ ગોટા વડપાઉં સેન્ડવીચ બર્ગર પીઝા મેગી મસ્કાબન કચોરી ઢોકળા ફ્રેન્કી પૌંઆ આલુ પરાઠા છોલે ભ્ટુરે થેપલા ઢોંસા લોચો ઇડલી